એપીજે અબ્દુલ કલામ બરાક ઓબામા રામ મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભ ભાઈ પટેલ જીન પિંગ મહેન્દ્ર સિંઘ ધોની વિરાટ કોહલી ઓર રોનાલ્ડો સેલેના ગોમેઝ સચિન તેંડુલકર અનુષ્કા શર્મા પ્રિયંકા ચોપરા અને જોન એલ્સ લાલ બહાદુર શાસ્ત્રી ભગત સિંઘ રુસો એરિસ્ટોટલ રોનઝાઈનસ દાંતે પ્લેટો આલ્બર્ટ આઇન્સ્ટાઈન થોમસ આલ્વા એડિસન હાર્વે ટ્રિસ જોઈ ટેલર સ્વિફ્ટ કેટરિના કેફ સલમાન ખાન અમિતાભ બચ્ચન જયા બચ્ચન રેખા લતા મંગેશકર મોહમદ રફી